થોડા વર્ષો પહેલાં આપણી પાસે સાદા મોબાઈલ ફોન હતા જેમાં ટુજી નેટવર્ક આવતું તું અને જેમાં કેમેરા એટલા ક્લિયર નહોતા બહુ જ સાદા કેમેરા હતા હાલના સ્માર્ટ ફોનમાં આપણે ફાયવજી ફોરજી અને ફાયવજી નેટવર્ક આપણે મળે છે કેમેરાના મેગાપિક્સલ બહુ જ સારા ઇમ્પ્રુવમેંટ થયા છે જેનાથી પીકચર ફોટા લેવાની કોલેટી ઘણી સુધરી છે એમાં ડેટા ટ્રાન્સફર નવાં એપ પણ આપણે બહુ સારી રીતે ડાઉનલોડ કરી અને એનો યુસ કરી શકીએ છીએ હાલમાં આપણે જીઓનાં સીમ વાપરીએ છે ફોરજી અને ફાઈવજીને એમાં આપણે વપરાશ કરીએ થઈ શકે છે અને દર મહિને ડેટા પેક માટેનો ત્રણસો રૂપિયા જેટલો માસિક ખર્ચ આવે છે